આમાં છે ને આમાં રીંગણાં અત્યારે તૈયાર છે વીણીને તૈયાર કર્યાં છે મેં અને બટાકા કાઢ્યાં છે અત્યારે અને ટામેટાં કાઢેલાં છે આ ત્રણ વસ્તુ મારે તમને આપવાની છે શું ભાવ લેશો મણનો શું ભાવ છે મણનો ભાવ કહો ને ખબર પડે બટાકાનાં શું ભાવ આપશો અત્યારે લગભગ હું માનું છું કે દસેક ટન બટાકા તૈયાર થઇ ગયેલાં છે રીંગણાં બી તૈયાર છે એ બી એકદમ મેં મારે લાવીને આપવાનાં છે એનો બી ભાવ કહો તો ખબર પડે હા હા હજાર રૂપિયા અને પેલાં ટામેટાંનાં ટમાટર ટમાટરનો ભાવ તો થોડો ટામેટાંનો ભાવ થોડો સારો આપો ને અત્યારે તો ભાવ ઉંચા થયાં છે હા બરાબર છે હવે હવે અહીંથી માલ અમારે તમારા ત્યાં મોકલીએ એટલે એનું એનું ભાડું કોણ ચૂકવશે અમારે ચૂકવવાનું માલ તો તમારે માલ તો તમારે હમણાં બે કલાકમાં ત્યાં બે કલાકમાં તમારી પેઢી પર આવી જશે ત્યાં કાંટો કરાવીને તમે ત્યાં કાંટો કરાવી લેજો માર્કેટમાં બરાબર હો ને ઓકે